હાલો હાલો શિલ્પા અરે તને બહુ જ સારા સમાચાર આપવાનાં છે મારો વિઝા આવી ગયો હા અને મારું જે સપનું હતું ને ઓસ્ટ્રેલિયા જઈને ભણવાનું એ હવે બહુ જ જલ્દી પૂરું થઈ જશે અને તને ખબર છે આ તને ખબર છે મને દસ દસ જ સીટમાંથી મારું સિલેક્શન થઈ ગયું છે અને મને તને તો ખબર જ છે ને મને પહેલેથી આ સબ્જેક્ટ કેટલો બધો એના પર પ્રેમ હતો બસ એ મળી ગયો એટલે હાશ ગંગા નાહ્યાં અરે હું તો એટલી બધી ખુશ છું આ પહેલો તને ફોન કર્યો હં હવે મારા ઘરે પછી ફોન કરીશ હું અને ત્યાં જઈને જે એમ એના યુનિવર્સિટીનું રેન્કિંગ પણ એટલું હાઈ છે અને તને ખબર છે આટલા જ છે ને અને ત્યાં એટલા બધા એટલા હેન્ડસમ છોકરાઓ અને એનું કેમ્પસ ઓ બાપ રે બાપ તું તો ગાંડી જ થઈ જશે હું તને આવીને બધું જ બતાવીશ અને કેમ્પસની સાથે જ બાજુમાં જ એ લોકોનાં સ્ટુડન્ટ માટે વિદ્યાર્થીઓ માટે રહેવાનાં હોસ્ટેલ પણ છે એટલે એક ફાઇન પીજી મળી જશે મને અને યુનો મને તો ત્યાં બહુ જ ગમશે કારણ કે ત્યાંના દરિયા સરસ છે અને અફકોર્સ યાર છોકરાઓ પણ એકદમ હેન્ડસમ એટલે મજા જ મજા છે સાથે ભણવાની પણ મજા છે એટલે મને તો એટલી બધી ઉતાવળ છે કે ક્યારે પહોંચી જાઉં ક્યારે પહોંચી જાઉં તું પણ ફટાફટ આગળની પ્રોસેસ કરી દે પછી આપણે બંને સાથે રહીશું સાથે ભણીશું અને આપણે ત્યાં જોબ કરીશું હા ને તો તું ફટાફટ તૈયાર કર અને આપણે સાંજે આજે પાર્ટી નક્કી હા હું થોડું કામ પતાવી આવું પણ છે ને એ કામ જરા થોડું વિઘ્ન આવે એટલું વિઘ્ન તો નહીં કહી શકાય એને પણ મારો પાસપોર્ટ યાર રીન્યુ કરાવવાનો છે તો હવે એ પાસપોટ મારે રીન્યુ કરાવી દેવો પડશે જલ્દી જલ્દી અને તો જ તો હું મારી ટિકિટ બુક કરાવી શકીશ ને હં એટલે ફટાફટ એ કરી લઈશ અને પછી તો બસ પછી ફ્લાઇટની ટિકિટ હા ચોક્કસ તમને બધાને મિસ તો બહુ જ કરીશ પણ હવે અત્યારે મારો ઉત્સાહ બહુ જ છે બહુ છે બકા બહુ જ છે હા ને તો ચાલ તો મળીએ પછી